હાં હું નયના પટેલ બોલું છું અમદાવાદથી મને તમારો નંબર એક મારા ફ્રેન્ડ સર્કલમાંથી મળ્યો માર છે ને વલસાડ ટ્રાન્સફર થયું છે તો મારે રહેવા માટે મકાન જોઇએ છે નાનું હશે તો પણ ચાલશે હું ને મારા હસબન્ડ બે જ છે રહેવાવાળા હાં રેન્ટ પર જોઈયે છે કાનકે સ્થાયી નથી રહેવાનું અહિયાં પૂરતું જ છે અહિયાં અને બોવ હાં બ્લાઇન્ડ સ્કૂલમાં છે હાં મારે છે ને એવી જગ્યાએ જોઈએ કે ત્યાંથી સ્ટેશન પણ નજીક પડે માર્કેટ શાક માર્કેટ જવું હોય કે બીજું બધુ લોકેશનની મિડલમાં હોય ને એવું જોઈએ છે ને થોડું રેન્ટ ઓછું હોય હં હાં હાં હાં હાં હમ હમ બરાબર છે આપડે રેન્ટ મને સાત આઠ હજારની અંદર મળી જાય એવું એવું ખરું ઓકે તો કાલે મળીએ હાં હાં એમાં બધી પાણી લાઇટની બધી સુવિધા છે ને વાંધો નહીં હાં હાં હાં હ બીજું શું થોડું સોસાયટી એરિયા બી સારો હોવો જોઈએ એટલે હ હાં ચોકસાઈથી માંડીને બધુ એમ હાં સારું કાલે મળીએ હા